રસોઈ કરવી જમવું ખૂબ જ ગમે છે દેશી ભાણું ચૂલા ઉપર જે બાજરીના રોટલા બનાવ્યા હોય અને તેના ઉપર ઘી ચોપડી અને કોઈ પણ શાક સાથે ખાધું હોય તેની તો મજા જ કંઈક અલગ છે મને રસોઈમાં બધુંય બનાવતા આવડે છે જે આપણને દરરોજ ખાવાનું જે ગમતું હોય શાક રોટલી દાળ ભાત સલાડ બધુંય ચટણી સરસ લસણની બનાવતા આવડે છે અને બાજરાના રોટલા જે હું ચૂલા ઉપર પણ સરસ રીતે કરી શકું છું અને તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મને રોટલી કરતાં રોટલા વધારે ગમે છે અને ખીચડી જે વઘારેલી ખીચડી હોય મસાલા ખીચડી તે તો ખૂબ જ ખાવી ગમે છે તદુપરાંત છે મને ચોખા જે ચોખાની આઈટમ જે બનાવેલી હોય પુલાવ કે વઘારેલા ભાત મસાલા ભાત અલગ અલગ ટાઈપના જીરા રાઈસ પછી દાલ ફ્રાય જે લસણવાળી દાલ ફ્રાય જે દાળ ભાત અને પાપડ ખાવાની જે મજા છે તેવી ક્યાંય મજા નથી મળતી હું બહારે ગઈ હોઉં કોઈકના લગનમાં ગમે એટલી આઈટમ સારી સારી હોય પણ જે લગનના દાળ ભાત બનવાની મજા આવે છે તેવી તો કોઈ પણ મોટી મોટી હોટલમાં છે ખાવાનું ગમતું નથી એટલી મજા આવે છે લગનના દાળ ભાત ખાવાની અને દાળ ભાત ખાવું એતો આપણા ગુજરાતીઓનો એક શોખ છે અને તેની ઉપર પાપડ હોય પાપડ પાપડનો ભૂકો કરી અને દાળ ભાતમાં ખાધું હોય એની તો ખૂબ જ એટલે ખૂબ જ મજા પડી જાય એટલો આનંદ આવી જાય છે ભરપૂર પેટ ભરીને ખાવું ગમે છે બહાર જમવા માટે તો મોટી મોટી હોટલ કરતાં છેને નાના એવા ઢાબા કે ઠેલા કે પછી રેકડી હોય ત્યાંનું ખાવાનું અને ત્યાંનું જે સ્વાદ હોય છે તે ખૂબ જ ગમે છે મને અને એ છેને રોજ રોજ બારનું ખાવું પણ ન જોઈએ અને થોડાક ટાઈમ માટે જાવું છું અને ક્યારેક જ મહિનામાં એક બે વાર કે ત્રણ વાર બારનું જમવાનું મડી જાય તો ચાલે મિત્રો કે પછી પરિવાર સાથે એકલા ખાવું તો ગમતું નથી ઘરે કે બહારે ઘરે આપડે પણ પરિવાર સાથે જમીએ છે તેમાં કુદરત રાજી હોય છે મને રસોઈ કરવામાં છેને વઘાર કરવાની કોઈ પણ વસ્તુ જે આપણે વઘારીને ખાઈએ વઘાર જે સ્વાદ છેને વઘારમાં જે હોયને એવું જ્યારે રસોઈ બની જાયને સંપૂર્ણ ત્યારે એમાં સ્વાદ એ જ આવે છે જે રસોઈની કળા છેને મૂળ વઘારમાં રહેલી છે જો વઘાર સારી રીતના નહીં કરું હોય તો પછી તેનો સ્વાદ પણ એટલો અલગ અલગ જ આવશે એટલે સરસ એવો તેલને કળકળાવું સરસ તેલને તપવા દેવું તેમાં જીરું ધાણા કે પછી મેથી નાખવી તેના ઉપર હિંગ છાંટવી તેના ઉપર શાકભાજી નાખવા પછી મીઠું નાખવું અને સમય સમય પછી એને ટામેટાં કે પછી એના પર જ્યારે બની જાય ત્યારે ધાણા જે કટિંગ કરીને નાખવા મસ્ત નાના નાના કાપીને જે એના સમય અનુસાર નો કરવા આવીએ તો રસોઈનો જે આપણને સ્વાદ જોતો હોય તે મળતો નથી મોટા મોટા રસોઈયાના જે હાથમાં સ્વાદ જે હોય છે એ એમનો રસોઈ કરવાનો સમય હોય છે સમય સમય પર તે બધી જે વસ્તુ નાખવામાં આવે ને તો જ સ્વાદ મળે છે અમે હું કહું છું ત્યાં સુધી જો પોતાના હાથની બનાવેલી અને સારી રીતના બનાવેલી રસોઈ છે એ જ ખાવી જોઈએ બહાર ખાવાનું બહું નો જાવું ક્યારેક મિત્રો સાથેએ ચાલે છે બહું ઓછું જવાનું જે ટાળી લેવામાં આવે છે મને તો ખૂબ જ સારી રસોઈ બનાવતા આવળે છે અને મારા પરિવારમાં પણ મારો જે શાક હોય છે બનાવેલું મારી ધાણા ભાજીનું પણ હું છેને સરસ શાક બટેટા સાથે બનાવીન ખવડાવું છું અને સારી સારી જે વાનગીઓ સે એ મને બનાવતા આવડે છે મિષ્ટાન્ન મને થોડુંક ઓછું ભાવે છે મને ચટપટું મસાલાદેર ઘણાબધા મસાલા પણ નહીં પણ પ્રમાણમાં સારા એટલા મસાલા જે હોય એવું મને જમવાનું ખૂબ જ ગમે છે અને એવું સારું સારું ખાવું અને પેટ માટે પણ સારું રહીએ છે રસોઈ જે આપણે ઘરે બનાવેલી હોય તે બહારનું ખાવાનું આપણને શરીરને અનુકૂળ નથી હોતું ઘણી વાર જેના કારણે આપણે માંદા પડીએ છીએ તો તેને ટાળવું પડે અને છોકરીઓએ તો બધાને રસોઈ શીખવી જ જોઈએ કારણ કે ઘરે નહીં તો સાસરે તો પછી રસોઈ કરીને પછી સાસરા પક્ષે તો બધું ચલાવું જ પડશે એટલે રસોઈ કરવી ફરજિયાત આપણને શીખવી બને અને જોવા જાઈએ તો રસોઈ કરવાની જે રીત છે એ ખૂબ જ અગત્યની છેને એ બધાને આવડવી જરૂરી છે જો એ રીત ન આવડે તો પછી આપણને રસોઈમાં જોઈએ એવો સ્વાદ મળતો નથી બહાર જમવાનું તો બહુ જ ઓછું ઓછું મતલબ મહિનામાં બે ત્રણ વાર બસ ચાલે એ મહિનામાં એક વાર હોય તો પણ ચાલે એમાં કાંઈ વાંધો નથી તદુપરાંત હું અલગ અલગ રાજ્ય પ્રમાણે તેનું ખાણું હોય છે આપણે ગુજરાતમાં ગુજરાતી થાળી જે ખૂબ જ પ્રખ્યાત હોય છે ગુજરાતમાં ખૂણા ખૂણામાં જે નાના નાના ઢાબા કે હોટલ હોય છે ત્યાં ગુજરાતી થાળી આપણને સારા સારા શાક સાથે છાશ સાથે મળી જાય સે તેનો લ્હાવો આપણે ઘરે પણ ખાઈને લઈ શકીએ છીએ ને મારું જમવાનું મનપસંદ સ્થળ મારું ઘર અને મારું રસોડું તેમાં મારા હાથે બનાવેલી રસોઈ અને માંરુ ઘર અને મારું પરિવાર જે સાથે જમીએ એ મારું જમવાનું મનપસંદ સ્થળ છે